હા સનોબરભાભી બોલો હા તો છે ડૉ હા તો છે સાહેબ આ તો મને આ શું છે કે છાતીમાં દુઃખે છે ગભરામણ થાય છે એટલા માટે કહું છું છાતીમાં લગભગ બે દિવસથી હમ પહેલી જ વહેલ ના પહેલી જ વહેલ દુખ્યું હતું હા આપણે બીપીની અને એની ગોળી ખાઉં છું બીપીની અને ઊંઘની ના સરકારી દવાખાનામાં જાઉં છું માનસિકની દવા લેવા હા દીવાન મહોમ્મદ શફીક

સત્તાવન વર્ષ

ચાર વાગ્યે આવશો એમ ને એપોટમેન્ટ નોંધી લીધી અને કેસ ફી કેટલી થાય છે સારું ડૉક્ટર સાહેબ ચાર વાગ્યે આવે હેેં ને અચ્છા ચાલો